એક વખત ટીવી જોતો હતો અને મેં પપ્પાને પ્રશ્ન કર્યો તો પપ્પા આે જે આ દેખાય છે એ શું છે તો પપ્પાએ મને કીધું હતું આ રેલગાડી છે અને મને ત્યારે રેલગાડી જોવાનું વણગણ વળગ્યું તું અને પપ્પાને હું વારે વારે પૂછતો તો પપ્પા મને રેલગાડી જોવા ક્યારે લઈ જશો અને લગભગ તો વરસ થઈ ગયું હતું ને પછી મને પપ્પા એક દિવસ વઘઈ લઈ ગયા હતા અને મને એટલું બધું ઈચ્છા હતી રેલગાડી જોવાની કે એને જોઉં એટલે પપ્પાએ કીધું કે એક વાગશે ત્યારે બરાબર આપણે રેલગાડી જોવા જઈશું અને બરાબર એક વાગ્યો મને યાદ છે અત્યારે પણ કે એક વાગ્યો અને હું એટલો બધો દોડતો દોડતો પપ્પા પાસે ગયો અને પપ્પાને કીધું કે પપ્પા મારે રેલગાડી જોવી છે અને પપ્પા મને હાથ પકડીને મને રેલગાડી પાસે લઈ ગયા હતા અને ત્યારે મેં જોયું હતું કે એક ધુમાડા કાઢતું એન્જિન અને એકદમ બસ હોય એના જેટલો એક એક મોટો ડબ્બા તો હું અતપ્રત થઈ ગયો તો કે આટલા મોટા ડબ્બાઓ આટલા બધા લોકો એટલે પછી મને પાછી ઈચ્છા થઈ અને પપ્પા સામે મેં વ્યક્ત કરી કે પપ્પા મારે આ રેલગાડીમાં બેસવું છે તો ત્યારે પપ્પાએ કીધું કે અત્યારે તો એ પોસિબલ નથી પણ આપણે કોઈ સમય આવશે ત્યારે બેસિશું પણ હું મોટો થયો પછી મને એક વખત ભોપાલ જવાનું થયું પછી મને થયું કે હવે રેલવેમાં બેસવાનું છે રેલગાડીમાં એટલે ટિકિટ કઢાવીને હું ગયો તો એટલા બધા લોકો રેલવે સ્ટેસન પર રાહ જોતા તા કે જાણે કે આખું ટોળું ઊભરી રહ્યું હોય અને મેં ટિકિટ લીધી ટિકિટ કાઢીને પછી સીધો ડબ્બામાં ભરાઈ ગયો ડબ્બામાં બેઠો એટલે આજુબાજુ પણ લોકો હતા પણ ડબ્બામાં એટલી સારી વ્ય વ્યવસ્થા હતી કે હું મારા સીટ ઉપર બેઠો ઉપર પણ સીટ હતી નીચે પણ સીટ હતી અને બાજુમાંય સીટ હતી અને હું છેક બારી પાસે બેઠો હતો તો જેવી રેલગાડી જાય એવા બારના દૃશ્યો પણ સરસ રીતના જોઈ શકતો હતો એટલે મને જે અનુભવ થયો રેલગાડીનો કે બસ કરતાં મને રેલવેમાં મુસાફરી કરવાનું ખરેખર બહુ ગમ્યું